હા પિયુષભાઈ કેમ હમણાથી દેખાતા નથી મોર્નિંગ વોકમાં આવતા નથી એટલે આ ફોન કરવો પડ્યો તમને

બરોબર હા હા ઓકે હા હવે ખાસ એટલા માટે જ ફોન કર્યો કે હવે અમેરિકામાં વ્યાજ દર ઘટવાના છે તો સોના પર એની શું અસર થશે સોનાના ભાવ જે છે એ અચ્છા એટલે વધારો થશે

બરોબર ટૂંકમાં અત્યારે રોકાણ હા ઇન્ટરનેશનલ લેવલે ભાવ વધશે તો અત્યારે રોકાણ કરવામાં માટે સારો સમય એવુ કહી શકાય

ના બાકી છે એ તો હા હા કયા બાત હે ઓકે ઓકે એટલે ટૂંકમાં આ આગામી વર્ષમાં એક વર્ષ દરમ્યાન આપણે હમણાં સોનામાં રોકાણ જે છે એ હિતાવહ છે એવુ કહી શકાય

ઓકે ઓકે ઓકે ઓકે તો ટૂંકમાં આપણે સોનામાં રોકાણ જે છે ચાલુ રાખીએ બરોબર ને ઓકે ઓકે સાહેબ મળીએ પાછા ચાલો હા